શેર બજાર વિશેની જાણકારી આમ તો નહોતી પણ મને યાદ છે કે મારા એક મિત્રએ શેર બજારના દલાલ તરીકે શરૂઆત કરી હતી વર્ષો પહેલાં એને મદદ કરવાને માટે કાંઈક નાનકડું રોકાણ કરવું જોઈએ એ રીતે મેં રોકાણ કરેલું પછી હું તો ભૂલી ગયેલો પણ એ વાતનાં થોડા વર્ષો પછી મને ખબર પડી કે મેં કરેલું રોકાણ અનેક ગણું વધી ગયું છે અને સાચું કહું તો એમાંથી હું મારા જીવનમાં પહેલી વખત હું કાર લઈ શક્યો તો આ શેરબજારનો મારો અને એની સાથે જોડાવવાનો એક વિશેષ આનંદની વાતની શરૂઆત થઈ બજાર ની ચઢ ઉતર હું કોમર્સનો વિદ્યાર્થી રહ્યો એટલે શું બને છે દેશની અંદર કે જેથી બજારમાં વધારો થાય છે કે વિદેશથી લોકો રોકાણ કરનારી વિદેશી કંપનીઓ આવે છે અને એ લોકોનાં રોકાણને લીધે ભાઈ એકાએક બજાર ચઢી જાય છે ઉતરી જાય છે એવા પ્રસંગો બને છે કે એ એવા પ્રકારનાં વિધાનો આવતા હોય છે એ ભારતને રિઝર્વ બેન્ક દ્વારા કે ભારત સરકારના મુખ્ય અધિકારી કે પછી બજેટ આવે છે તે વખતે કેન્દ્ર સરકારના અને તેને પરિણામે બજારની અંદર ચઢ ઉતર થતી હોય છે પછી તો વિદ્યાર્થીઓ સાથે એ બાબતે અમે અભ્યાસ કર્યો કે દેશમાં શું બને તો એને બજાર પર ચઢવાની કે ઉતરવાની કેવી અસર થાય અને આપણાં જીવનભર યાદ રહે એવો પ્રસંગ આવી ગયો અને તે હતો કોરોનાનો સમય અને કોરોનાનો સમયમાં બજારો ક્યારેય નહીં તૂટ્યાં હોય એટલાં તૂટી ગયાં પણ એનો મોટો લાભ પણ મળી શક્યો એ સમયે જે લોકોએ રોકાણ કરેલું હતું એ લોકો ન્યાલ પણ થઈ ગયા હાલના બજારની હું જો વાત કરું તો કોરોના પછી આપણાં બજારમાં જે ફેરફાર આવ્યો છે તે એક જ દિશાનો છે અને તે ઉપર ને ઉપર જતો જવાનો હું જોઈ રહ્યો છું કે લગભગ તમામ ક્ષેત્ર શેરબજારનાં જે છે તેમાં તેનાં જે ક્ષેત્રના જે ઈન્ડેક્સ અને સૂચકાંકો હોય છે તે તમામ અત્યારે એના બાવન સપ્તાહની કે એના જીવનભરની ટોચ પર છે એ બતાવે છે કે ભારતની આર્થિક તંદુરસ્તી બહુ સારી છે આપણે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ આપણે વિકાસ કરી રહ્યા છીએ અને એનો આઇનો બની જાય છે શેરબજાર એનો ઈન્ડેક્સ અને એ ઈન્ડેક્સની અંદર સતત વધારો સતત વધારો આપણે કલ્પના ના કરી હોય તેનાથી પણ આગળ અને સૌથી મોટો ફેરફાર લાવ્યો તે મ્યુચુઅલ ફંડ એટલે એમાં વ્યક્તિગત મારી જાણકારી ઓછી હોય તો ચિંતા નહીં કારણકે મારા ફંડ મેનેજરો એમને પોતાની કુનેહ દ્વારા એમની સમજ દ્વારા એ મારા ફંડને વધારવાના છે હા સૌથી મોટો ફેરફાર આવ્યો તે ડિજિટલ ટ્રેડિંગનો આવ્યો જે પહેલાં બજારમા જઈને કરવું પડતું હતું તેને બદલે હવે હું સરળતાથી મારા ફોન પરથી કે મારા કોમ્પ્યુટર પરથી કરી શકું છું બજાર લાઈવ હોય છે હું જે ક્ષણે મારા ફોન પર જયારે મારી એપ ખોલું છું ત્યારે તે ક્ષણે મારા મારી પાસે જેનું હોલ્ડિંગ છે તેની શેરની શું સ્થિતિ છે તે હું જોઈ શકું છું અને એમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવાના માટે મને સુગમતા રહે છે પણ આવી સગવડ જયારે આવે છે ત્યારે એની સાથે જોખમને પણ લઈને આવે છે અને હવે આ પ્રકારની જોખમ વાળી વાતો હોવાને લીધે એમાં વધારે પડતી સાવચેતી રાખવી જોઈએ અને એ સાવચેતી જો એકવખત સમજી લઈએ તો આ સગવડનો ભરચક લાભ મળી શકે છે